મારા પ્રિય લેખક ધ્રુવ ભટ્ટ છે ગુજરાતી સાહિત્યમાં હાલ ધ્રુવ ભટ્ટ એ ખૂબ જ મોટા સર્જક છે ધ્રુવ ભટ્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે ધ્રુવ ભટ્ટ એ આજના જમાનાની પર્યાવરણને લગતી ખુબ સુંદર નવલકથાઓની રચના કરે છે તેમની રચનાઓમાં સમુદ્રાંતિકે પ્રતિશ્રુતિ આ સિવાય બીજી અનેક અગ્નિકન્યા જેવી નવલકથાઓ તેમણે રચી છે અકોપા નામની નવલકથામાં તેમણે ગુજરાત પ્રદેશમાં આવેલા ગીર નામનો જે એક પ્રદેશ છે જે એશિયાઈ સિંહો માટે જાણીતો છે આ પ્રદેશનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે અને સમુદ્રાંતિકેની અંદર તેમને સૌરાષ્ટ્રના જ પ્રદેશના દરિયાકાંઠાની વાત કરી છે ધ્રુવ ભટ્ટની પ્રતિશ્રુતિ નવલકથા એ મારી સૌથી પ્રિય નવલકથા છે કેમ કે ધ્રુવ ભટ્ટ એ આપણા યશસ્વિ સર્જક છે પ્રતિશ્રુતિ એટલા માટે મારી પ્રિય છે કેમ કે પ્રતિશ્રુતિની અંદર તેમણે ભીષ્મપિતામહના જીવનનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે ભીષ્મપિતામહ કે જેઓ મહાભારતનું એક મુખ્ય પાત્ર છે તેમની જીવનગાથાને વર્ણવવી એ ખરેખર કપરું કામ છે પ્રતિશ્રુતિની રચના તેમને પ્રથમ પુરુષ એકવચન શૈલીમાં કરી છે પ્રથમ પુરુષ એકવચન શૈલી એટલે કે આત્મકથાનક આત્મકથાનક એટલે એવું કે જેની અંદર ભીષ્મપિતામહ પોતે પોતાની સ્ટોરી કહેતા હોયને એ રીતે વાત થયેલી છે અને આ યશસ્વિ સર્જક ધ્રુવ ભટ્ટ તે કથાને ખૂબ જ સુંદર રૂપે નિરૂપે છે આ સિવાય તેમણે તત્વમશી નામની એક ખૂબ જ સુંદર નવલકથા રચી છે તત્વમશી નવલકથાની અંદર તેમને મુખ્યત્વે મધ્યપ્રદેશના જંગલોનું વર્ણન કર્યું છે મધ્યપ્રદેશના જંગલો અને તેની આદિવાસી પ્રજા અને સાથે નર્મ નર્મદા નદી જેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે આ રેવાનું ખૂબ જ સુંદર વર્ણન તેમને તત્વમશીમાં કર્યું છે વળી ધ્રુવ ભટ્ટની અગ્નિકન્યા નવલકથા પણ ખૂબ જ જાણીતી છે અગ્નિ કન્યા નવલકથામાં તેમને મહાભારતનું એક મુખ્ય સ્ત્રી પાત્ર દ્રૌપદીની વાત કરી છે દ્રૌપદીનું જીવન તેનું સંઘર્ષ તેનું બલિદાન તેનો ત્યાગ આ બધાની જ વાત ધ્રુવ ભટ્ટ દ્વારા આ નવલકથામાં થઈ છે ધ્રુવ ભટ્ટ મારા પ્રિય સર્જક એટલા માટે છે કેમ કે ધ્રુવ ભટ્ટ એ કોઈ પણ પ્રતિષ્ઠા માટે લખતા નથી તે લખવા ખાતર લખે છે તે તેમને એવોર્ડનું કોઈ પ્રકારનું મોહતાજ નથી કહેવાય છે કે ધ્રુવ ભટ્ટને સરકાર તરફથી પદ્મ શ્રી પણ મળવાનો હતો